આપણા ગુજરાતમાં મહત્વપૂર્ણ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમો અને સ્પર્ધાઓનું આયોજન સતત થતું હોય છે એમાંથી એક છે ગુજરાત પ્રીમિયર લીગ જે એક મહત્વપૂર્ણ ક્રિકેટનું ટુર્નામેન્ટ છે અને એમાં આઈપીએલની જેવી જ ટુર્નામેન્ટ રાખવામાં આવે છે પણ રાજ્ય સ્તરે વધારે મુખ્યત્ત્વે સ્થાનિક ખેલાડીઓને સમાવેશ હોય છે બીજું છે પ્રો કબડ્ડી લીગ છે એ ગુજરાતમાં કબડ્ડી ખૂબ લોકપ્રિય રમત છે અને ગુજરાતમાં એક ફોરચુનર્સ જાયન્ટ્સ કરીને એક ટીમ છે જે એ લીગમાં ભાગ લે છે પ્રો કબડ્ડી લીગ દ્વારા આ રમતને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે નવી ઓળખ પણ મળી છે બીજી છે ગુજરાતની જુનિયર બોયઝ ગર્લ્સ ચેમ્પિયનશિપ અને આ ગોલ્ફની ગોલ્ફ પ્રેમીઓ માટે જ ખાસ કરીને યુવા અને યુવતીઓમાં ગોલ્ફ માટે જ રાખવામાં આવેલી હોય છે અને આ સિવાય રાજ્યમાં વિવિધ પ્રકારની ક્રિડા સ્પર્ધાઓ આયોજન પણ કરવામાં આવે છે જેમ કે ફૂટબોલ ટુર્નામેન્ટ છે ટેનિસ ટુર્નામેન્ટ છે બેડમિન્ટન છે અને કલાપ્રેમી ઇવેન્ટ્સ પણ હોય છે જેમ કે ખેલ મહાકુંભ